મેડમ મારે ડિમેટ ખાતું ખોલાવવા માટે પાનકાર્ડની જરૂર છે તો મું અરજી કરવા માંગુ છું અને એના માટે હું જરૂરી ડોક્યુમેન્ટ્સમાં લાઇટ બિલ વેરા બિલ આધાર કાર્ડ અને એક ફોટો લાવ્યો છું તો શું આટલું જરૂરી છે કે વધારે કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈશે